મે ઘણા પુસ્તકો વાંચ્યા છે પણ આજ સુધી એવું નથી બન્યું કે કોઈ પુસ્તકે મને રડાવી હા હું મૂવી જોતી વખતે હું જરાક રડી પડું છું પણ પુસ્તક તો એવી આજ સુધી મેં નથી જોઈ કે એણે મને રડાવી હોય અરે વાત કરું તો મેં પુસ્તકો વાંચી એની પાછળનો હેતુ એ હતો કે ક્યારેક મને પોતાના માટે ટાઈમ જોઈતો હતો ટેંથમાં જ્યારે હું સ્ટડીનું પ્રેસર હતું મારા પર ત્યારે હું થોડોક ટાઈમ રિફ્રેશમેન્ટ માટે પોતાના માટે કાઢતી અને હું બુક વાંચતી અને એ બુકથી મને એક રીતનો આરામ મળતો કે માઇન્ડ ફ્રેશ થઈ જાય તમને એ વાંચવાની પણ મજા આવે અને એ બુકનું નામ કહું તો હા એ બુકનું નામ હતું અ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી અને એમાં જીવન જીવવાના અનેક પ્રયોગો આપ્યા હતા કે બધા વ્યક્તિ એક રીતે જીવન નથી જીવતા બધા વ્યક્તિઓના જીવનમાં અનેક પ્રોબ્લમ્સ હોય છે ઘણા બધા એવી વસ્તુ થઈ જાય છે કે એ એમાંથી બહાર નથી આવી શકતા કોઈ ડિપ્રેશનમાં જતું રહે છે કાં તો કોઈકને માઈગ્રેશનનો પ્રોબ્લેમ હોય છે માઈગ્રેશનની તો મને નથી ખબર પણ ડિપ્રેશનની હા મને ડિપ્રેશનની ખબર છે કારણ કે ટેંથ અને ટ્વેલ્થ એમાં બોર્ડની એક્ઝામ્સ હોય ત્યારે ઘરેથી પ્રેશર હોય કે વાંચો વાંચો અને ત્યારે એમ ક્યાંક માઇન્ડ ડિપ્રેશનમાં જતું રહે અને એ વસ્તુને દૂર કરવા માટે હું પુસ્તક વાંચતી અને એ પુસ્તક માં એ પણ લખ્યું હતું કે ગુસ્સો કરેને કોઈ વ્યક્તિ તો એને પણ પોતાની પ્રસન્નતાથી પોતાની ખુશીથી એને નિવારવું જોઈએ હું પણ માનું છું કે હું પણ ઘણા ક્યારેક એવું થઈ જતું કે હું ક્યારેક બહુ ગુસ્સો કરી દેતી સામે વાળા વ્યક્તિ પર જ્યારે સામે વાળા વ્યક્તિએ તો મને ખાલી કેમ છો કેમ નહીં પૂછ્યું હોય તો પણ મને ગુસ્સો આવી જતો એ એવી દરેક નાની નાની ભૂલો મારે સુધારવી હતી મારા લાઈફમાં મારે મારા જીવનને એક યોગ્ય આકાર આપવો હતો એટલા માટે મેં એ પુસ્તક વાંચી હતી અને આજે એ પુસ્તકના કારણે મને કોઈપણ નાની નાની વસ્તુ ઉપર ગુસ્સો આવતા હું ઓછું કરું છું અને અ મારી લાઈફ જે છે એ હું એવા રસ્તા પર લઈ જઈ છું કે જ્યારે મારી લાઈફ હું જીવી લઈશને ત્યારે મને થશે કે વાહ મેં શું લાઈફ જીવી